આજના સમયમાં યુવાનોને રમત ગમતમાં ભાગ લેવા માટે પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો છે પણ તેની અ ઉપયોગ બધા યુવાનો કરી શકતા નથી છતાં પણ જો રમત ગમતને વધુ પ્રોત્સાહન આપવો આપવા માટે આપણે ગ્રાઉન્ડની અંદર એક ફિક્સ સમય પર બધા યુવાનોને બોલાવીને એમની જે પણ રમતમાં એમને શોખ હોય કે અથવા જે પણ રમતમાં એમને રસ હોય તે રમતનું આયોજન એક એક અલગ અલગ ટીમ બનાવીને કરી અને તેમને એકબીજા સાથે કોમ્પિટિશન કરાવીને એમની જે પણ અંદરની કળા છે તે કળાને આપણે બહાર લાવી શકીએ છે આ સીવાય ગુજરાત સરકાર દ્વારા તેમને જરૂરી વસ્તુઓનું જો આપવામાં આવે તો તે પણ રમત ગમતને વધુ પ્રોત્સાહન આપી શકે છે